મુસાફરી માટે બસ સૌથી સારો ઉપાય છે કેમકે ગુજરાતમાં મોસ્ટ ઓફ જગ્યાએ જવા માટે બસની સુવિધા બહુ સારી છે પેલી વસ્તુ એસટી બસ ગુજરાત સરકારની બસ જેનું સૌથી સારું કારણ એ છે કે તેની ડ્રાઈવરની બેઠક અલગ હોય છે કેબિન એ વસ્તુ પાછળ સીટની અવેલેબલ ઘણી સારી હોય છે કેમકે સૌથી લાંબા માટે જેની લંબાઈ લાંબી હોય એ લોકો માટે પણ કમ્ફર્ટેબલ સીટ રહે છે પગ બરોબર રહી શકે છે બેસી શકે છે સાથે સાથે હવે ઘણી બસો અપડેટ થતી જાય છે એટલે નવી નવી સ્લીપર કોચ બસ બધાં માટે એટલે આ પ્રાઇવેટમાં જેટલી ટ્રાવેલ્સમાં જતા એના કરતાં ગુજરાત સરકારની બસોય ઘણી સારી છે બધી બસોમાં આ આગ રાખવા માટે આગનું એકસૂજન હોય છે બહાર નીકળવા માટે હથોડી હોય છે કાંચ હોય છે કે ઇમરજન્સી એક્સિસ ફાયર એક્સિસ માટે બારીઓ પણ હવે ઘણી સારી રહી છે કે પેક થઈ જાય છે એવી સીટનું કારણ પણ ઘણું સારું છે કેમકે સીટ બહુ લાંબી હોય છે અને મસ્ત સફાઇવાળી પણ બસ હોય છે એસટીમાં ને એમાં સાથે સાથે ડીઝલ બસો છે તો તમે મુસાફરીમાં પણ ઘણું સારું રે છે આ ઉપરાંત અત્યારનું નવું છેલા છ મહિનાથી ગુજરાત સરકારનું વધુ ચલણ બરોબર છે ગુજરાત સરકારનો નવો પ્રયાસ ઇલેક્ટ્રિક બસ જે સૌથી સારામાં સારી અને બહુ સ્મૂથલી છે રેગ્યુલર ટ્રાવેલિંગ કરવા વાળા માટે ઇલેક્ટ્રિક બસ સૌથી સારી છે એનું કારણ એ છે કે તેની ઝડપ સારી છે નોનસ્ટૉપ છે ડેલી રૂટિન અપ ડાઉન કરવાવાળી જે ટ્રેન ચાલે છે લોકલ ટ્રેન તો એનો ઘણો ટાઈમિંગ હોય છે આગળ પાછળ પણ આપણા ટાઈમે જવું હોય તો ઇલેક્ટ્રિક બસ ઘણી સારી છે વેરાવળથી જુનાગઢ જુનાગઢથી રાજકોટ રાજકોટથી જુનાગઢ જુનાગઢથી વેરાવળ આ રૂટિન પરફોર્મન્સ ચાલુ જ રહે છે જે ઘણું સારું રહે છે એટલે બસની સુવિધા હવે પહેલાં કરતાં ઘણી સારી છે તો બસમાં મુસાફરી કરવી ઘણી સારી રહે છે ગાડી કરતાં